ગ્રામ્ય ભારતમાં રહેતા ખેડૂતો જેઓને ઘણી સમસ્યાઓ છે તેઓને નાણાકીય મદદની તો જરૂરિયાત છે હવામાન પરિવર્તન અને તકનીકી સહાય અને નાના પાયાનાં ખેડૂતોની તાલીમ હોવી જોઈએ ઘણી વાર એવું થાય છે કે નાના નાના પાયાનાં ખેડૂતો છે જેને કોઈ ખેતી વિષેની તાલીમ મળતી નથી એને ટેકનિકલ જ્ઞાન મળતું નથી જેનાં કારણે તેઓ ઘણી એવી સહાયો અને ઘણી એવી તકનિકોથી અવગત રહી જાય છે જેમ કે જે ટેકનિકલ જે ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે તેનાં તે નાના પાયાનાં ખેડૂતો સુધી પહોંચતી નથી જેમ કે ગામડાનાં હોય છે ખેડૂતો તેઓ તેઓ સુધી કોઈ સાધન સામગ્રી અને કોઈ ખેતીનાં એવાં મોટાં મોટાં સાધનો જે છે તે એમનાં સુધી પહોંચતા નથી ત્યાર બાદ ખેડૂતોને કોઈ એવું સરકાર દ્વારા કોઈ એવું મોટી મોટી સહાયો આપવામાં આવતી નથી જેનાં દ્વારા ખેડૂતોને આર્થિક રીતે અને આર્થિક રીતે સધ્ધર થઈ શકે હવામાનનાં કારણે ખેડૂતોમાં ઘણી તકલીફો ઊભી થાય છે કારણ કે નિયમિત હવામાન ન રહેવાંનાં કારણે ઘણી વાર દુષ્કાળ ઘણી વાર અતિવૃષ્ટિ અને ઘણી વાર અનાવૃષ્ટિ જેવી સમસ્યાઓનો સામનો ખેડૂતોને કરવો પડે છે જેમાં નાના પાયાનાં ખેડૂતોને તેઓને ખેતી બહું જ ઓછાં પ્રમાણમાં હોય છે અને તેમાં પણ તેને કોઈ હવામાન પરિસ્થિતિનાં કારણે તેઓનાં નુકશાન થાય છે પાકમાં અને બધું જ બગડી જાય છે જેનાં કારણે તે ફરીથી એક શૂન્ય પર આવી જાય છે નાણાકીય મદદ જે જરૂરિયાત છે કારણ કે એક ખેડૂત જે છે તે ઘણી મદદ કરે ઘણી ખેડૂત જે છે એક ભારત દેશનો એક પાયો છે જેનાં જેનાં જે એક જે એક પાયો છે જેના કારણે ભારત દેશમાં ખોરાકની સમસ્યાઓ દૂર થાય છે ખેડૂત છે

મોટા મોટા બિઝનેસ મેન અને સરકાર પણ છે ત્યાર બાદ ખેડૂત ન હોય તો કોઈ પાક ન થાય ખેડૂતોને નાણાકીય મદદની જરૂરિયાત છે ખેડૂતો ખેડૂતો જે છે એ ખેડૂતોને જે એક પાક ઉત્પન્ન કરે છે તેમાં તેને ઘણી વાર જે છે માર્કેટ યાર્ડ દ્વારા કોઈ નિયમિત ભાવ આપવામાં આવતો નથી તેનાં કારણે તેઓમાં આર્થિક રીતે સમસ્યાઓ જોવાં મળે છે આર્થિક આવી સમસ્યાઓનાં કારણે આર્થિક આવી સમસ્યાઓનાં કારણે ખેડૂતોમાં આત્મહત્યા અને ખેડૂતો આત્મહત્યા કરે છે અને તેવી ઘણી એવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે જોઈએ તેટલું સરકાર દ્વારા અને ભારત દેશનાં લોકો દ્વારા ગ્રામ્ય ખેડૂતોને સહકાર મળતો નથી જોઈએ એટલો સરકાર સહકાર ન મળવાનાં કારણે ખેડૂત ખેડૂતોમાં ઘણી એવી ખેતીમાં અને પાકોમાં સમસ્યાઓ ઉત્પન્ન થાય છે જેમ કે ઘણી વાર જે છે કે એવી પાકો છે જ પાક જે છે એ સારા નથી થતા બગડી જાય છે જેની પાછળ તેઓને રાસાયણિક ખાતરો અને દવાઓનો છંટકાવ કરવો પડે છે એવી રાસાયણિક ખાતરો અને દવાઓનાં કારણે ઘણી એવી બીમારીઓ ઉત્પન્ન થાય છે જેનાં કારણે લોકોમાં આ જે છે સ્વાસ્થ્યને લઇ ને ઘણાં એવાં ઇશુસ ક્રિએટ થાય છે તેથી ગ્રામ્ય ભારતનાં ખેડૂતોનો જેનો સામનો કરવો પડે છે તેઓ પડકારરૂપ પ્રશ્નો જે ઘણા ગંભીર છે